જૂના જમાનામાં કે અમુક ભૂસ્ખલનનાં લીધે જે સિક્કા ને એ દબાઈ ગયેલા હોય છે કે જેમને જુદી જુદી પદ્ધતિ દ્વારા ખનન કરવામાં આવે છે કે જેમાં મળતા સિક્કાઓ અમને સંગ્રહ નિકાસ કરવામાં આવે છે કે ખડકો ખોદકામ દરમ્યાન જો મળતા ખડકોને સંગ્રહ કરવામાં આવે છે જે જુદી જુદી ટેકનોલોજીની આધારે વિકાસ સંગ્રહ કરવાનો જુદી જુદી ટેકનોલોજી જેવી કે કાર્બન ડેટિંગ પદ્ધતિ અને ખનન પદ્ધતિ કે નવા નવા સાધનો દ્વારા આપણે વિકાસ કરી શકીએ છીએ એ ઈંટો અને સિક્કા અથવા ખડકોને સાચવવામાં આવે છે સંગ્રહ સંગ્રહ કરવાની જુદી જુદી પદ્ધતિ કરવામાં આવે છે કે જેના લીધે આપણે તેને સંગ્રહ કરી શકીએ છીએ જેથી જેથી પણ સિક્કા સંગ્રહ અલગ અલગ રીતે કરી શકાય છે આટલા વર્ષોમાં જુદી જુદી પદ્ધતિ દ્વારા સિક્કા અને ખડકોનું સંગ્રહ કરી શકાય છે કે જેના લીધે આપણે એનું યોગ્ય માત્રામાં સંગ્રહ કરી શકીએ છીએ આપણે જૂના જમાનાના સિક્કા કે જેઓ જમીનમાં દટાયેલા હોય તો તેનું ખનન દ્વારા તેમને આપણે જોઈ શકાય છે અને તેનું ખનન કરી શકાય છે આપણે જુદી જુદી પદ્ધતિ દ્વારા સિક્કાનું સંગ્રહ કરી શકાય છે